નવી પેઢી સાંસ્કૃત પ્રથાઓનું પાલન તો કરે છે પરંતુ કેટલીક જગ્યાએ પણ તેમની અભિગમ લચીલો બન્યો છે આ પરિવર્તન આધુનિકીકરણ અને વૈશ્વિકીકરણ પ્રભાવને કારણે છે તે છતાં સાચાં મૂલ્ય જાળવી રાખવા અને સમતુલન જરૂરી છે